હલો કોમલ હં કેમ છે મજામાં છે તું હા મારે એક કામ હતું ને એટલે તને કોલ કર્યો તો કે આપણે તું ઓલા ઉબેરમાં અમદાવાદ કાયમ જતી આવતી હોઉં છું ને તો એક ભાઈનો હું તને પૂછવાનું હતું ડ્રાઈવરનું રેટિંગનું ફીડબેક માટે પૂછવાનું હતું કે કેવું છે આ જે વિશાલભાઈ કરીને આવ્યા છે એ તું જાઉ છું ને તો હાં વાંધો નહીં હું મારે એકલા જવાનું છે એટલે મેં તને પૂછી જોવું કે કેવી રીતના છે એમ ને સારું છે ને તું ફાઈવ સ્ટારમાંથી એમને કેટલા સ્ટાર આપે ચાર સ્ટાર આપું ઓકે સારું એમનું સારું છે ને ફિડબેકને એવું બધું એટલે વાંધો નહીં ચલ તો હું કરું તને ફોન હો